હા મારે ઘર ભાડા પર જોઈતું હતું તો તમે કહેશો કે તમારી પાસે કયા કયા છે હા અમને ત્રણ ચાર હજારમાં હોય અમારી ફેમિલી ફેમિલીમાં ચાર મેમ્બર છે મમ્મી પાપા અને મારો એક ભાઈ છે એટલે અમે ચાર જણા છીએ તો તમે થઈ જશે ને એટલે રૂમ એમ કેટલા છે તમાર હા એટલે એટલે આજુબાજુ એમ શાળાઓ હોય એવું કે કોઈ રસ્તો હોય એવું એમ કે જ્યાંથી રિક્ષાને એમ જલ્દી મળી જાય ને રહેવામાં આમ કમ્ફર્ટેબલ હોય તેવું જોઈએ હ એટલે હ તો હ તમે જોવા આવી જાઓ પણ એમ ચાર પાંચ હજારમાં તેવું મળી જશે કે હં બીજા નંબર વાળું તે સારું છે પણ એમાં રૂમ કેટલા છે હ હ બે રૂમ બસ અને પેલું હોય તે અગાડી જગ્યા છે કેમ થોડીક ગાડી ને બધું મૂકવા ગાડીને બધું આવી જવું જોઈએ હ હ તો આ બીજા નંબર વાળું રાખી મૂકો એ પછી હું આવીને જોઈ જવા તો હું આવી જવા અને મારી મમ્મી ને પપ્પા ને ભાઈ પણ છે એટલે તમે કમ્ફર્ટેબલ તો છે ને ઘર

એ ની ગમે તો પછી તમારી પાસે ઓપ્શન તો છે ને કેમ કે પછી હા પણ એ કઈ જગ્યાએ છે બીજા બે છે તે સ્કૂલની સામે વાળું પેલું નહીં ગમે તો પછી હું જોવા પાછી આવી જવા